ટેસ્ટી રેસ્ટોરન્ટમાંથી મારે જમવાનું ઓર્ડર કરવાનું છે એની એપ્લિકેશનમાં મારું સરનામું તો છે પણ હવે અત્યારે તો હું બેનને ત્યાં છું એપ ખોલીને મારે આ સરનામા માટે ચેંજ માંગું છું હવે હું ઓર્ડર કરું છું અને ઓર્ડર તો બધાના સિલેક્ટ થઈ ગયા પણ એ સરનામા માટે હજુ પૂછતો નથી મારે મેનૂમાં જવું પડશે એના મેનૂમાં હા બતાવે છે તમારે કયા સરનામા અચ્છા ચેકઆઉટ કરવાનું કે છે ત્યારે સરનામું પૂછશે બરાબર છે તો હું હવે મારો ઓર્ડર પ્લેસ કરું છું એટલે હવે એ મને સરનામું પૂછશે અને એ મારા કાયમના સરનામા પર લઈ જાય છે અહીંયાં ક્યાંક હોવું જોઈએ કે સરનામું ઉમેરો બરાબર છે અહીંયાં પ્લસનું ચિહ્ન દેખાય છે એ કરી જોવા દે બરાબર છે એ કરવાથી મને આવી ગયું કે તમારું ન સર કયા સરનામા પર બ મંગાવવું છે તો હું અહીંયાં બેનનું સરનામું આપી દઉં છું અને અધર્સ એમ લખી દઉં છું બરાબર છે અહીંયાં હવે સરનામું લખાવું છું તેત્રીસ શિવ કૃપા રો હાઉસ એલપી સવાણી સર્કલ પાસે અડાજણ સુરત બરાબર બધું લખાઈ ગયું છે હવે એને એડ કરી દઉં છું એડ કરી દીધું છે હવે એને સિલેક્ટ કરી દઉં છું અને હવે ઓર્ડર પ્લેસ થઈ ગયો છે હવે પેમેન્ટ કરી દઈએ છીએ તો પેમેન્ટ કર્યા પછી એ શું બતાવે છે હા બરાબર છે એ એના મેપમાં બતાવે છે કે એ હવે અહીંયાં શિવ કૃપા રો હાઉસ ઉપર જ આવશે અને મારા કાયમના સરનામે નહીં આવે તો મારું નવું સરનામું એડ થઈ ગયું છે અને ટેસ્ટી રેસ્ટોરન્ટના લિસ્ટમાં સૂચિમાં પણ આવી ગયું છે આ નવું સરનામું અધર્સના નામે એટલે હું ક્યારેય પણ અહીંયાં આવીશ તો મને સારું પડશે આ મારાથી કરી શકાશે